મારે એક મકાન ખરીદવું છે અને તેના માટે સરકારી લોન લેવાની છે તથા બીજા સબસીડીના લાભ માટે એક મિત્ર સાથે ચર્ચા કરવા બેઠો હતો સૌપ્રથમ તો સરકારી અધિકારીઓ પાસેથી લોન અને સર્વિસની માહિતી કેવી રીતે મેળવવી છે તેના જરૂરી કાગળિયા કયા થયા છે એની માહિતી એકઠી કરવા માટે અધિકારીને મળ્યો અને તેમની સાથે બેઠા બાદ મને અધિકારીએ જણાવ્યું કે તમે સૌ પ્રથમ તો તમારે બેંક ખાતાને તમારા આધાર કાર્ડ સાથે જોડવું પડશે હવે એ આધાર કાર્ડને જોડવા માટે તમારે યુઆઈડીએઆઈ નામની વેબસાઈટનો ઉપયોગ કરવો પડશે એ ઉપયોગ કર્યા બાદ એમા સૌપ્રથમ એક ટેબ આવશે જેમાં તમારે તમારા બેંકનો ખાતાનો નંબર તમારો ફોન નંબર એ એડ કરવાનો રહેશે બંને એડ કર્યા બાદ તમારા ફોન પર એક ઓટીપી આવશે એ ઓટીપીને જોડવાથી એક મેસેજ આવશે કે તમારો ફોન નંબર એ બેંકનાં ખાતા સાથે લિંક થયો છે ત્યાર પછી એક ઈમેજ કેપ્ચા આવશે અને એ ઈમેજ કેપચાને મૂકવાથી છેલ્લે એક મેસેજ આવે છે કે તમારો ફોન નંબર બેંકનાં આધાર કાર્ડ સાથે જમા થઈ ગયો છે